જ્યારે રાંધવાનું શરૂ કરીએ તે પહેલાં તે પહેલાં શાકભાજીને સમારી લઈએ છે એના પછી મસાલા કયા કયા ઉપયોગમાં લેવાના છે એ પણ મૂકી દઈએ છે એના પછી જે ભાત છે કે જે તમે લોટ લીધો છે એ કેટલો ગ્રામ કેટલું લેવું જોઈએ એ પણ નક્કી કરીને મૂકી દેવામાં આવે છે અને પછી સ્ટેપ એક પગથિયાં પછી ધીમે ધીમે રસોઈ બનાવવામાં આવે છે આ રીતે અમે રાંધવાનું શરૂ કરીએ ત્યારે તેની પહેલાં આ બધી જે સામગ્રી છે એ બધી તૈયાર કરીને મૂકી દઈએ છે જેથી ઝડપથી ઝડપથી જે વાનગી છે તૈયાર થઈ જાય